પી એમ પોષણ યોજના એ પ્રધાનમંત્રી પોષણ યોજના છે જેમાં પ્રાથમિક ધોરણોમાં શાળાઓમાં ભણતાં બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે આ પ્રધાનમંત્રી પોષણ યોજના એ મધ્યાહન ભોજન યોજનાનું બીજું નામ છે અને બાલવાટિકામાં પણ હવે આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજનાથી કુપોષણ બાળકોને પૌષ્ટિક આહાર મળે છે અને જે વિધાર્થીઓના ઘર શાળાથી દૂર હોય અને જમવા માટેની સગવડ ન થતી હોય તેમની સમસ્યા દૂર થાય છે આપણા દેશના આર્થિક રીતે નબળા વર્ગના લોકોના બાળકો જેમને પૌષ્ટિક આહાર મળતો નથી અને કુપોષણ હોય છે તે બાળકોને આ યોજનાનો લાભ મળી શકે છે